આહાર છે એ વ્યક્તિના માણસના અથવા જીવના વિકાસ માટે એ ખૂબ જ જરૂરી છે આહાર નિંદ્રા ભય અને મૈથુન એ સામાન્ય છે અને દરેક પ્રાણીમાં છે એમાં આહાર મહત્ત્વનો ભાગ ભજવે છે આમ તો હવા અને પાણી પણ છે પણ આપણે આહારની વાત અત્યારે જે કહેવાની છે તો આ આહારમા એવો આહાર લેવો જોઈએ કે જે સુપાચ્ય હોય પોષક હોય અને એમાં પાચન ક્રિયામાં જલ્દી આપણને રસ રક્ત માંસ મજ્જા અને સાથે સાથે ધાતુ આપણે બનાવે અને આખાં શરીરને પોષણ આપે એવો આહાર હોવો જોઇએ અને એવાં આહારની અંદર એંશી ટકા છે એ શાકાહાર અને ફળાહાર એ એને સ્થાન આપવું જોઇએ બાકીના વીસ ટકા છે એમાં તમે અનાજને પણ પ્રાઉટ કરીને એને ફણગાવીને જો ખાઓ તો તમારા શરીરની અંદર કોઇ જાતનાં રોગો ના આવે અને શરીર ઘણું સ્વસ્થ રહે એવી રીતે નેચરોપથી કહે છે એટલે જ તે સામાન્ય રીતે પેટ છે એને તમારે ના બગાડવું હોય પેટને અને શરીરને બેયને સારાં રાખવાં હોય સ્વસ્થ રાખવાં હોય તો આ પ્રકારનો આહાર તમારે કરવો જોઇએ માંસાહાર નહીં કરવો જોઇએ એવો કહેવાનો અર્થ એ છે કે માંસાહાર કરવો એટલે જીવને કાપીને ખાવાનું તો આ આ વસ્તુ આપણી સંસ્કૃતિ માટે પણ એટલું બધું સારું નથી અથવા એને પોષક નથી આપણે ય પોષક નથી અને માંસાહારી લોકોનાં રોગો વધારે ભયંકર હોય છે આપણાં અન્ન ખાનારાના રોગો કરતાં એટલે આપણા ઋષિમુનિઓએ એવો ખોરાક પસંદ કરવાનો ખાસ આગ્રહ કર્યો છે અથવા આપણા તહેવારોમાં વણી લીધું છે કે કયારે કયારે ખાવું કયારે કયારે ઉપવાસ કરવો એટલે બધા તત્વો એમાં આવી જવા જોઇએ પ્રકૃતિનાં બધા તત્વો પાંચેય તત્વો આકાશ ધરતી જળ અને સૂર્ય આ બધા આવી જાય અને એ બધાનો યોગ હોય એ રીતનો આહાર આપણે ખાવો જોઇએ છતાં પણ કેટલાક શોખને માટે એમ ઈચ્છે કે અમને આવુ કંઇ ભાવે નહીં શાકાહારની અંદર તમે મસાલા ના નાખો તો અમને ન ભાવે અથવા બીજું કંઇ ભેળસેળ ના કરો તો ન ભાવે તો એના માટે તમે મસાલા છે એ નિર્દોષ હોય એવા મસાલા વાપરી શકો બહુ તેજ હોય એવા મસાલાનો ઓછો ઉપયોગ થાય તો શરીરને પોષણ પણ મળી રહે અને સ્વાદ પણ મળી રહે આ નેચરોપેથીનો આહાર શાસ્ત્ર એમ કહે છે બાકી બીજા શાસ્ત્રમાં જે કહેતાં હોય કે તમે આ ખાવ ને તે ખાવો ને ઉપવાસ કરો ને ઉપવાસની જરૂર કયારે છે કે અતિહાર કરાઈ ગયો હોય અને પેટ બહું ભારે હોય તો તમારે ઉપવાસ કરવાનો આવે બાકી ઉપવાસ કરવાની એ કુદરતી નથી ઉપવાસ એ તમારા શરીરને બચાવવાં માટે તમારે કરવું પડે છે એ કચરો કાઢી નાખવા માટે કરવો પડે છે